ટિકીટો સિક્કા અથવા ખડકોનો સંગ્રહ કરવાનું મૂલ્ય એટલું જ છે કે આવી વસ્તુઓ જયારે આપણે સંગ્રહ કરીએ છીએ ત્યારે આવી પ્રાચીન સમયની વસ્તુ સંગ્રહ કરવાનો મુખ્યત્ત્વે લાભ તો એ જ હોય છે કે જયારે આપણી આવ આવનારી પેઢીઓ આવી વસ્તુઓ જોશે તો તેઓને પણ ભૂતકાળમાં જે જે જે જે દેશોના આવા સિક્કાઓ કે આવી ટિકીટો કે ખડકો રહેલું છે તેઓની જાણકારી મળશે અને તેઓનાં જ્ઞાનમાં વધારો થશે સેજ બસ એક અને એમાંથી શીખવાની વસ્તુ એ છે કે આવી ટિકીટો સિક્કાઓનો સંગ્રહ કરવાથી આપણે પણ આપણાં જ્ઞાનોમાં પણ વધારો થાય છે અલગ અલગ દેશોની વિવિધતાઓનું પણ ખૂબ જ સારી એવી જાણકારી મળે છે